મારા ઘરમાં પણ એક નાનકડું એવું પુસ્તકાલય છે અને મારા નગરમાં પણ અમે આખા નગરજનોના સહકારથી પુસ્તકાલય બનાવ્યું છે તો ઘરમાં જે પુસ્તકો છે ઘરના નાનકડા એવા પુસ્તકાલયનો ઉપયોગ મારા બાળકો માટે અમે સવિશેષ કરીએ છીએ અને અમારા ઘરના વડીલો પણ તેમાં રહેલા ધાર્મિક પુસ્તકો નો ઉપયોગ કરે છે જેમાં વિવિધ પ્રકારના ગ્રંથો છે તે તેમાં ભગવદ્ ગીતા છે ત્યારબાદ રામાયણ છે જૈન ધર્મના પણ ઘણા જ ગ્રંથો છે અને ચરિત્રો છે સંતોના ભક્તોના અને તેની સાથે સાથે ભજનાવલીઓ છે અને સત્સંગ કરી શકાય તેવા સુંદર પુસ્તકો પણ છે દરેકના પોત પોતાના રસ પડે દરેક પરિવારજનને રસ પડે તે પ્રકારના તદ્ એવા વિષયો તમામ અમે સંકલિત કર્યા છે બાળકો માટે પણ ઉત્તમ સાહિત્ય જેમાં જોડકણાંથી શરૂ કરી અને બાળકાવ્યો બાળ વાર્તાઓ કિશોર કથાઓ ત્યાર બાદ સાહસ કથાઓ ગુજરાતીના ઉત્તમ લેખકો જેમાં જેમાં બાળકોના સાહિત્ય માટે કામ કરી ચૂક્યા છે તે તમામ લેખકોના પુસ્તકો આવરી લેવાનો અમે ઘરમાં પ્રયત્ન કર્યો છે ત્યાર બાદ મારા રસના વિષયો જેમ કે રસોઈ છે કલા છે ચિત્ર છે રંગોળીઓ છે અને સાહિત્ય છે લેખન છે વાંચન છે એને વધુમાં વધુ સમૃદ્ધ કરી શકાય તે પ્રકારનો માર્ગદર્શન આપતા પુસ્તકો પણ અમે વસાવેલા છે થોડું અમે હાસ્યરસ પણ વસાવેલો છે જેમ કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા અથવા જયેન્દ્ર જ્યોતીન્દ્ર દવેના પુસ્તકો હોય વિનો વિનોદ જોશીના પુસ્તકો હોય એમ અમે અનેક લેખકોના દરેક પ્રકારના રસને સમાવી લેવાય એવા પુસ્તકોનો સેટ વસાવ્યો છે અને આ રીતે અમારા ઘરની લાઈ ઘરના પુસ્તકાલયને અમે સમૃદ્ધ કર્યું છે અને ત્યાર બાદ હવે અમારા નગરના પુસ્તકાલયની વાત કરું તો એ પુસ્તકાલય લગભગ બે ઓરડામાં સમાવાએલું છે અને ત્યાં અમે પુસ્તક પરબ પણ ચાલુ કરેલી છે એ પુસ્તક પરબ એ રીતે છે કે દરેકના ઘરમાં વધારાના પુસ્તકો ધારો કે બાળકો મોટા થઈ ગયા પછી જે બાળસાહિત્ય પડ્યું છે તે કોઈ વાંચવાનું નથી તો એ બાળસાહિત્ય નગરના તમામ બાળકોના ઉપયોગમાં આવે તેવી રીતે દરેકના ઘરમાં જે પુસ્તકો હવે વા વંચાયા વગર પળ્યા છે તે તમામ પુસ્તકોને અમે ત્યાં શનિ રવિના દિવસોમાં એ પુસ્તકો એકઠા કરીએ છીએ અને દસથી પંદર સભ્યોનું એક સરસ મજાનું મંડળ છે જે ત્યાં આવે છે અને એ પુસ્તકોને સુંદર રીતે ગોઠવે છે વિષયવાર તબક્કાવાર એના કબાટોમાં અમે એ પુસ્તકો ગોઠવી દઈએ છીએ અને બાકીના પાંચ દિવસોમાં જે પણ વ્યક્તિઓ આવે છે વાચક તરીકે તે ત્યાં બેસીને પણ વાંચી શકે એ માટેની સગવડ પણ અમે રાખી છે અને ઘરે લઈ જવાના પુસ્તકો માટે પણ અમે યોગ્ય રીતે એ તેનો વહીવટ કરીએ છીએ આ ગામમાં જે અમારા નગરમાં અમે જે પુસ્તકાલય ઊભું કર્યું છે તેમાં પણ શૌર્ય કથાઓ વીર કથાઓ અને બાળકોમાં સંસ્કાર પૂરે તેવું સંપૂર્ણ સાહિત્ય આ ઉપરાંત વડીલોને ગમતું સાહિત્ય યુવાનોને ગમતું સાહિત્ય અને થોડા આર્થિક યોગદાનથી અમે તેમાં અખબારો અને સામાયિકો પણ મંગાવી અને તેને લગતું કાર્ય અમે કરીએ છીએ જેથી તે દરેક વાચકો સાંપ્રત વિષયો પરના પણ જાગૃતિ તેમનામાં રહે અને રોજબરોજના સમાચારો દરેક નગરજન સુધી પહોંચી જાય આ માટેની પણ અમે ત્યાં સગવડ ઊભી કરી છે સરસ મજાના ત્યાં અમે કબાટો ઉપરાંત વાંચવા માટેના બેઠક વ્યવસ્થા અને પંખો વગેરે સુવિધાઓ રાખી છે આ અને અહીંયાં આ પુસ્તકાલયની મુલાકાત અમારા નગરમાં આવતા મહેમાનો પણ લેતા હોય છે સારા સારા લેખકો ક્યારેક આ પુસ્તક પુસ્તકાલયના સમાચાર સાંભળીને એ પુસ્તકાલયમાં આવે છે અને એની મુલાકાત લે ત્યારે એમના પોતાના લખેલા પુસ્તકો પણ અહીં ભેટ આપે છે આ રીતે એક સાર્વજનિક સુંદર પુસ્તકાલય અમે બનાવ્યું છે અને તેનો લાભ અમે મહત્તમ લઈ સ લોકો લે અને વાંચનમાં રસ ધરાવેલો રાખે એ માટેના અમારા પ્રયત્નો ચાલતા રહે છે અને આ પુસ્તકાલયની ક્યારેક અમે પુસ્તકાલયને લગતું અમે અન્ય પ્રવૃતિઓ પણ કરીએ છીએ જેમ કે કોઈ એક પુસ્તક વાંચી અને તેના માટેની અમે પ્રશ્ન જવાબની એક ગેમનું આયોજન પણ કરીએ છીએ જેથી પુસ્તકોની સાથે સાથે એ પુસ્તકમાં આવતા દરેક મુદ્દાઓ પણ લોકો યાદ રાખે અને એમના જીવન ઘડતરમાં ઉપયોગી થાય માટે પુસ્તકાલયનો અમે એવી રીતે પણ ઉપયોગ કરીએ છીએ કે જેથી જ્ઞાનમાં તો વૃદ્ધિ થાય જ પરંતુ આવી નાનકડી મોટી હરીફાઈઓ ગોઠવવાથી વાંચવામાં રસ જળવાઈ રહે અને નવા નવા પુસ્તકોની લોકોને ઈચ્છા પણ વધતી જાય કે હવે આ પુસ્તક જોઈશે કે આ પુસ્તક જોઈશે વિજ્ઞાનને લગતા પુસ્તકો હોય તો કિશોરો વચ્ચે અમે વિજ્ઞાનના પુસ્તકોમાંથી ઉખાણાની કે પ્રશ્નોની હરીફાઈ રાખીએ છીએ એવી રીતે જ્ઞાનવર્ધક પુસ્તકો હોય ધાર્મિક જ્ઞાનને લગતા પુસ્તકો હોય તો વડીલો વચ્ચે પણ અમે આવી સ્પર્ધાઓનો આયોજન કરીએ છીએ ક્યારેક જે તે વિષયને લગતા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ આમ આ પુસ્તકાલયનો એક અને અનેક રીતે ઉપયોગ થાય તે જોવાની અમારી ફરજ છે અને લોકો જ્યારે વાંચનથી વિમુખ થઈ ગયા છે ત્યારે આ નવા નવી પેઢીમાં પણ વાંચનમાં પણ રસ જળવાઈ રહે તેના અલગ અલગ ઉપાયો અમે કરતા રહીએ છીએ આ રીતે ઘર અને નગર બંનેના પુસ્તકાલયોને અમે સમૃદ્ધ રાખીએ છીએ અને તે માટેના અમારા બધા જ આર્થિક અને સમય બંનેનું યોગદાન અમારી પાસે પૂરતું મળી રહે તેને માટે અમારી સરસ મજાનું એક મંડળ છે એક ટીમ છે અને અમે દરેક વ્યક્તિ એમાં સમર્પિત ભાવે કામ કરતા રહીએ છીએ